પતિ પત્ની એક સંસાર છે પતિ વગર પતિ પત્ની વગર પતિ નકામો પતિ વગર પત્ની નકામી ઘર વગર સ્ત્રી નકામી બહારનું કામ કર્યા વગર પુરુષ નકામો આજે બે પૈડા ગાડાના બે પૈડા છે એક પૈડું ચાલે ને એક પૈડું ના ચાલે તો ગાડું ઉથલી પડે ગાડું ઉથલી પડે એટલે ઇ તકલીફ મોટી થઈ જાય એટલે બંને સ્વભાગી બને કે આજે આ મારી પત્ની છે આની વાત હું રાખું ઇ મારી વાત રાખે મારે એનું ધ્યાન દેવાનું ઇ બે શબ્દ બોલે તો મારે એને બે શબ શબ્દ નઇ કેવાના સમજાવીને કેવાનું કે ભઇ આમ નઇ આમ બાકી હવે શું છે ઘર ઘરસંસાર એ સ્ત્રી સંભાળે છે અને બહારનું કામ પુરુષ સંભાળે છે એટલે આજે ઘરની અંદરમાં કાંય ચીજ ન હોય તોય તે એના ધણીને પૂછે કે આજે સાકર નથી આજ ખાંડ નથી આજે રેશન પાણી નથી આજે ગેસનો બાટલો ખતમ છે તો આ બધુ લેવાનું છે તો પછી એના માટે વિચાર કરવો પડે કે કેવી રીતે બધું એડકઝેસ કરવાનું અને કેવી રીતે એક એક ચીજ કરીને ભેગી કરવાની આજ ઘર પરિવાર છે તો જિંદગી છે ઘર પરિવાર વગરની જિંદગી નકામી છે પત્ની વગરનો પતિ નકામો પત્ની વગરનો પતિ નકામો અને પતિ વગરની પત્ની નકામી આજે બેય જણા એકીસાથે એવસ્થાન એકજ વિચારમાં રે કે હવે મારી વાતને ઇ માને હું એની વાતને માનું કે ભાઈ તું કહે ઇ હાચૂ કેસે અને હું કઉ છું એ ખોટું છે આજે તાળી બે હાથે વાગે એક હાથે વાગે નહીં જેમકે જિંદગીનું એક રહસ્ય છે ઇ બહુ મોટી ચીજ છે એક શિવ છે અને એક શક્તિ છે બે સ્વરૂપ છે એટલે આજે પત્ની ન હોય તો પતિ બિચારો એકલો થઈ જાય અટલે શક્તિ વગરની શક્તિ વગરનો હું નકામો કેમકે મારુ જીવન એકલું થઈ ગયું મારી પત્ની ચાલી ગઈ આજે એની તકલીફ મારી તકલીફ મારી તકલીફ એની તકલીફ ઘરમાં રેશન પાણી ન હોય કોઈ એક દિવસની અંદર એક એક ટાણું જમી લઈ આજે રોટલી શાક ના હોય તો ખાલી ભાત ખાઈ લઈ આવી રીતે જિંદગી પૂરી કરવાની એકબીજાને સમજવાના કે મારી પત્ની આ કહે છે એ ઠીક છે એટલે એના હિસાબે આપણે આપણું કામ કરવાનું અને કોઈ પણ આપણાથી ભૂલ થતી હોય તો આપણને એમ થાય કે આ મારી ભૂલ છે તો એ પત્નીની પાસે માફી માંગવાની કે ભાઈ મેં તને કીધું એ બહુ ભૂલ છે હવે આના આને આગળ તને કાંઇ નહીં કહું અને મગજ થોડું ગરમ થઈ ગયું હતું એટલે મારે તને કહેવાઈ ગયું બાકી તો હવે શું છે તારા વગરનું મારું જીવન નકામું છે મારા વગરનું તારું જીવન નકામું છે એટલે હવે આપણે બેય જણાએ મળી અને આ ઘર સંસાર ચલાવવાનો છે જયાં સુધી તારું શરીર ચાલે ત્યાં સુધી ઘરનું પરિવાર હોય તો પરિવારને સંભાળવાના પરિવાર ન હોય તો પતિને સંભાળવાના પતિની તબિયતનું ધ્યાન રાખવાનું તારી તબિયતનું મારે ધ્યાન રાખવાનું જી છે એક બીજા અરસપરસ છે કોઈએ હુંસાતુસી નહીં કરવાની હું પદ નહીં કરવાનું કે હું હું છું તું તું છો એવું કંઈ નથી જિંદગીની અંદરમાં ગૃહસ્થની અંદર બંધાયા પછી તમારે જીવનમાં સમજી વિચારીને ચાલવું પડે છે કેમકે જો તમે સમજી વિચારીન ના ચાલો મારું ગાડું ઊથલી પડે આજે ઘરની હરેક ચીજની જરૂર છે કે આજે આ નથી કે આજે આ નથી એ બધું ઘરમાં એકઝેસ કરવું પડે અને આજે પત્નીને કોઈ જાતની તકલીફ થાય ઇ તકલીફ ન થવા દેવી જો કેમકે એ આપણું અંગ છે આપણે એનું અંગ છીએ બે અંગ સાથે છે તો બધાંય કામ છે એ બે સાથે નથી તો જિંદગી બેકાર છે પત્ની વગરનો પતિ નકામો છે પત્ની વગરનો પતિ નકામો છે પતિ વગરની પત્ની નકામી છે બેય ગાડાના પૈડા છે અને આ બેય પૈડાને હંમેશા સંભાળીને રાખવાના આવી બાયડીને લગામ રાખવાની પણ એટલી બધી લગામ નહીં રાખવાની કે જેથી એને તકલીફ થાય એનું મન દુ ખી થાય એનું આત્મા દુ ખી થાય એવું નહીં કરવાનું હમેશા એને રાજી રાખવાની એ કહે મારે એક સાડી લેવી છે તો એને બે સાડી લાવીને દેવાની એ કહે મારે ફલાણું હાર લેવો છે લઈ લે એને કોઈપણ ચીજની ના નહીં પાડવાની તારાથી આપણાથી જે બને એટલું એના માટે કરવાનું કેમકે એજ આપણું જીવન છે એજ આપણો સંસાર છે એજ આપનું ગૃહસ્થ છે અને એજ મારી આપણી પત્ની છે ને આપણે એના પતિ છીએ તેને ઘર સંભાળવાનું આપણે ઘર બહારનું કામ સંભાળવાનું આ બધુંય કામ સંભાળતા સંભાળતા જિંદગી પૂરી થાય ઘડપણ આવે બીમારી આવે બીમારી આવ્યાં પછી કોઈ જીવી જાય કોઈ મરી જાય કોય ચાલ્યું જાય આજે હું એકલો થઈ ગયો મારા મારા સાથે કોઈ નથી મારા સગાવાલા કોઈ નથી જે છે એ હું જ છું કર્તાહર્તા બી હું છું આજ મારાથી કાંઇ કામ થાતું નથી મારા પગ કામ કરતાં નથી પગ હાલી ચાલી શકતા નથી એક ટાઈમ હતો કે મારા પગ હાલી ચાલી શકતા દસ દસ કિલોમીટર ચાલતો અને આજ ઘર ઘરનું જે પણ જોઈતું એ બધું પૂરું કરતો આજે મારો ટાઈમ ખતમ છે બાકી હવે તો ઉપર જવાની તૈયારી છે કેમકે ઇઠોતેર થઈ ગયાં વધ્યા વીસ વર્ષ વીસ વરસમાં ભગવાન કેટલો કેટલાં વર્ષ આપે એ જોવાનું છે બાકી તો હવે જિંદગી પૂરી કરવાની છે નથી જિંદગીમાં ઉમંગ નથી તરંગ કોઈ ચીજની જીવનની અંદરમાં કામના નથી કામના છે પણ એ કામના પૂરી થતી નથી કેમકે જિંદગી લંગડી થઈ ગઈ આ જીવન સૂનું થઈ ગયું જીવનમાં આજે એક માણસ ન હોય તો એની જિંદગી ખતમ થાય છે આજ પત્ની એકલી હોય તો એ બિચારીની બી જિંદગી એવી જ જાય ધણી વગરની પત્ની નકામી પતિ પત્ની વગરનો પતિ નકામો આ બધાં ગાડાના બે પૈડા છે અને આ ગાડાને સંભાળીને ચલાવાનું જેમ બને એમ ઘરમાં કરકસર કરવાની બે પૈસા બચે તો બચાવાના આગળ જતાં જિંદગી આપણી કેવી જવાની છે એ આપણે કાંઇ ભરોસો નથી નથી આપણે દીકરા ન દીકરી આજે દીકરા દીકરીઓ તો આજ દીકરીને પરણાવવી પડતે દીકરાને પરણાવવો પડતે એની પાછળ ખર્ચા કરવા પડતે આજે એ ખર્ચો કાઢતે ક્યાંથી આમદની અઠન્ની રૂપિયા ખર્ચઇયાં આઠ આના કમાતા હોઇએ ને રૂપિયો વાપરીએ તો પૈસા ક્યાંથી રહે ને જિંદગીભર મજૂરી કરી મેહનત કરી અને બે પૈસા રળીને લાવ્યા અને ઘરમાં નાખ્યાં ઘરનું બધું કામ આપણે જ સંભાળવાનું અને ઘરની ગૃહસ્થી ઘરવારાએ સંભાળવાની કોક દી કાંઈક ખાવાની ઈચ્છા થાય તો ઘરવાળાને કહીએ કે આ બનાવો એને બનાવતા ના આવડે તો હું બનાવું અટલે હવે બંનેને મળીને હવે કામ કરવાનું જિંદગીમાં અલગાવાદી નહીં રાખવાની એ મારી છે હું એનો છું બે સિવાય અમારું કોય છે નહીં અને ભરોસો એક ભગવાનનો રાખવાનો ભગવાન સાચો છે બાકી દુનિયા ખોટી છે આજે કાકા મામા કહેવાના ઘરમાં હોય તો ખાવાના તમારી પાસે બે પૈસા હોય તો તમારા સગા તમને પૂછે તમારી પાસે બે પૈસા ન હોય તો તમને ધૂત્કારે તમે રસ્તામાં બી મળો અને કહો કે ભાઈ કેમ છો તોકે ભાઈ હમણાં કામ છે હમણાં હું મળી નથી શકતો કેમકે એને ખબર છે કે આપણે ઊભા રહીશું તો પાંચ પૈસા માંગશે એટલે આપણે કંઈ એવી દાનત ન હોય પણ એને એવો મનમાં વિચાર આવે કેમકે બધી ચીજમાં પૈસો નથી પૈસો માણસ પાસે હોય છે તો માણસ બધું ભૂલી જાય છે સગાવહાલાને ભૂલી જાય બધાંને ભૂલી જાય બસ પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો દાસ બાકી મારા સાથે બીજું કોઈ નહીં મારો પૈસો છેતો હું દુનિયાને ખરીદી લઉં દુનિયાને વેચાતી લઈ લઉ કોઈપણ માણસને વેચાતો લઈ લઉં પણ એટલો ઘમંડ નહીં કરવાનો એટલું હુંપદ નહીં કરવાનું કેમકે જિંદગીમાં જેટલું હુંપદ કરશો એટલા જ દુ ખી થવાના રાવણ જેવા રાવણે ઘમંડ ન રહ્યું તો આપણા જેવાનું શું રહેવાનું રામ વંશ થવાનું રઘુવંશી થવાનું ભગવાનનું નામ લેવાનું ઘડપણને જેમ તેમ કરીને પૂરું કરવાનું બે વખતનો રોટલો મળે ખાઈ પીને આનંદ કરવાનો સૂતી વખતે ભગવાનનું નામ લેવાનું નાહવાનું ધોવાનું તમારા બધાય ટાઈમ બધાય પૂરા પાડવાના અને જે તમારો નિયમ છે એ નિયમ પ્રમાણે જીવી લેવાનું બાકી આ જિંદગી તો હવે પૂરી થઈ ભગવાનને કઈ આગલો જન્મ કાઈક સારો આપજે કે જેથી મારી જિંદગી કંઇક સારી જાય કે આ જિંદગી આખી મહેનત જ કરી મા વહી ગઈ બાપ વહી ગયો બધાં વહી ગયાં કોઈ રહ્યું નહીં આજે હું એકલો થઈ ગયો મારો ભાઈ છે પણ ભાઈઓ મારા ઠીક છે પોતા પૂરતું કરી શકે આપણા માટે કાંઇ ના કરે પણ મારો સાળો સે એ પણ કાંઇ ના કરી શકે જિંદગી એટલી બધી મૂંઝવણ વાળી બની ગઈ કે રાતના વિચાર કરીએ તો આખી રાત નિંદર ના આવે દિવસના વિચાર કરીએ તો દિવસના વિચારો તો આ બધી ચીજ એટલી બધી ખતરનાક છે બાકી તો હવે શું છે આજના જમાનામાં એ ચીજ રહી નહીં કે માણસ માણસને સંભાળતો એક જમાનો હતો સાત સાત જણા એક ઘરમાં રહેતાં અને સાથે જમતા ફળિયામાં બેસીને જમતા કેવી મજા આવતી ત્યાર વખતમાં સસ્તાઈ હતી આજનો જમાનો મોંઘો થઈ ગયો માણસો સસ્તા થઈ ગયાં ચીજો મોંઘી થઈ ગઈ માણસને આજ કાંઇ પણ ખરીદી કરવી હોય તો આજ ખિસ્સામાં પહેલા દસ રૂપિયા રહેતા તો દસ રૂપિયામાં થેલો ભરીને શાક લઈ આવતા આજની તારીખમાં દસ રૂપિયામાં કાંઇ ના આવે દસ રૂપિયામાં એક ચાયનો કપ આવે ઇએ કૂટળી બાકી જિંદગી બહુ કઠિન છે જીવવું બહુ કઠિન છે અને આ જિંદગીમાં ભગવાને એટલા દુ ખો આપ્યાં આગલી જિંદગીમાં ભગવાનને કહું કે સારા દિવસો આપજે અને સારા સુખ આપજે જેથી મારી જિંદગી કાંઇ સુધરે બાકીતો કોય છે નહીં અત્યારના જમાનામાં જે છે એ બધાં હાથ ઊંચા કરી દે એના ઉપર એક શાયરે કહ્યું કીધું છે જે મરનારની ચિતા પર કોઈ ચાહનાર ચળતું નથી કેછે કે પાછળ મરી જઈશ પણ કોઈ મરતું નથી બળતી આગમાં દેહને બળતો જોઈ કોઈ આગમાં કૂદતું નથી આગમાં તો શું કૂદે એની રાખને કોય અડતું નથી તો આ જમાનો છે આજે તમારી પાસે બે પૈસા હશે તો આજ માણસ તમને પૂછશે તમારી પાસે બે પૈસા નહીં હોય તો તમને ધૂત્કારશે એટલે આજે જમાનો પૈસાનો છે પણ પૈસાની કોઈ મોટી વેલ્યૂ નથી ઇ માણસની વેલ્યૂ છે ઈજ મોટી વેલ્યૂ છે બાકી તો આપણા મનને મજબૂત કરવાનું મનને હિંમત આપવાની મગજ સારું રાખવાનું ખુદ હી કો કર બુલંદ ઇતના કી તકદીર સે પેહલે ખુદા ખુદ બન્દે કો પૂછે બતા અબ તેરી રજા કયા હે બાકી તો હવે શું છે કોઈ ચીજ આપણા હાથમાં રહી નહીં આ જીવન નકામું છે પણ છતાંય હારું છે જે ભગવાન આપે એમાં સંતોષ કરવાનો અને બાકી કોઈ જાતનું મનમાં અભાવ નહીં રાખવાનો બાકી શું છે આજનો જમાનો એવો છે કે આજને કોકનું સારું કરશો તો એ તમારું ખરાબ કરશે એના માટે એક શાયરે કીધું છે કે દૂધ પાશો સર્પને તો ઝેર તો તેનું થશે લાડ કરશો સ્વાન પર આખરે ભસવા જશે ઉપકાર કરશો નિસુ પર અપકાર બદલો આપશે છે ઈશ્વર ઇ કાંઇ દુવા કરે જાત પર પોતાની આજે માણસની જિંદગી આ થઈ ગઈ છે આજે દૂધ સર્પને પાસો તો એનું ઝેર તો થવાનું છે ગમે એટલાં લાડ કૂતરાને કરશો પણ એ ભસવાનું છે એટલે આ જિંદગી નકામી છે બાકી હવે શું છે ભગવાન જે રસ્તો દેખાડે એ રસ્તા ઉપર ચાલવાનું એનું નામ લેવાનું દુનિયા તમને પૂછે કે ન પૂછે પણ સાચો એક ભગવાન છે જનમ દેનારો બી એ છે જનમ લેનારો બી એ છે તમારું દુખ બી હરનારો એ છે તમારું સુખ બી હરનારો એ છે બાકી જીવનમાં કોઇની આશા કરવી નહીં આશા કરો તો પાછા પડો બાકી તો ભગવાન રાખે એમ રહેવાનું જે શ્રી કૃષ્ણ આખી કહાની લખી નાંખી સાંભળીશ તો મનમાં